અમારા વિસ્તારમાં સરકારી કામકાજ માટેનાં સ્થળ પર ખૂબ જ ભીડ જોવા મળે છે સરકારી સંસ્થા જેવી કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પાલિકા જેવી જગ્યાઓ જમીનનાં કામકાજ માટેના લોકોને સવારથી જ લાઈન લગાવવી પડે છે એકથી પચાસ નંબરવાળાને કુપન આપવામાં આવે છે અને એ પણ માર્યાદિત સમય સુધી જ ચાલુ રહે છે ઘણી વાર તો લોકો વારા માટે પણ લડાઈ કરતા હોય છે જમીનની ખરીદ વેચાણ માટેના કામમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે જમીનને નામે કરાવવા માટે આઠ અ સાત અ નો ઉતારો બીજા ઘણા બધા દસ્તાવેજોની જરૂર પડે છે જો એક પણ દસ્તાવેજ ઘરે ભૂલી ગયા હોય તો ધક્કા ખાવા પડે છે અને જેનાં નામે જમીન કરાવવાની હોય તે વ્યક્તિની ત્યાં હાજરી હોવી જરૂરી હોય છે